હા બોલો તમે શેમાં એજ્યુકેશનમાં કયા ફિલ્ડમાં છો

હા સર તમે આવી શકો અથવા તો આવતીકાલે અગિયારથી એકમાં મળો ઓફિસે અમારી તો બી ચાલશે મારી ઓફિસ આ એરિયામાં જ આવેલી છે અને તમે તમારું જે માકશીટ છે એ અને બધું લઇને આવજો તમારા ડોક્યુમેન્ટ્સ તો અને તમારો ઇન્ટરેસ્ટ કઈ સાઈડે છે એ બી જણાવજો ખ્યાલ આવે કે તમે કઈ લાઈનમાં જવું છે કાલે મળીએ નહીં તો આજે મળી શકો તો તો આજે બી આવી શકો છો હા હા હા આજે તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો તમે આવી શકો છો અને અમે અમારી પાસે બધા એક્સપટ બેઠેલા છે ટેકનિકલ એક્સપટ છે ને આર્ટસ કૉમર્સ જેમાં જે બી લાઈનમાં જવું હોય એ બધા એક્સપટ્સ છે એટલે એ પ્રમાણે તમને ગાઇડલાઇન કરશે અને તમારા જે ટકાવારી મુજબ જેમાં એડમિશન અવેલેબલ હશે એ પ્રમાણે તમને ગાઈડ કરશે અ સામાન્ય ફી હોય છે અને એક ફોમ ભરવાનું હોય છે તો બેઝિક ફોમ હોય છે તમારું નામ એડ્રેસ ને એ બધું જણાવવાનું હોય છે અને જે તમે લાયક લાયકાત ધરાવતા હોય તો તમને એ મુજબ સ્કોલરશીપ બી આપવામાં આવશે અને તમને ગાઇડલાઇન બી આપવામાં આવશે હા તમારા આઈડીને બધું લઇને આવજો એટલે આપણે ફોમ બોર્મ પૂરું કરી શકે ઓકે ઓકે ઓકે